હું પહેલેથી ધાર્મિકમાં માનું છું અને મને પહેલેથી જ આ ભજન કીર્તનમાં વધારે રસ અને જ્યારેથી અમે આ સંપ્રદાય સ્વામીનારાયણ સંપ્રદાયમાં જોડાયા એ વખતથી મને ભજન ગાવાનો વધારે શોખ છે તો એમાં મારા બધા ફેવરેટ ભજનો છે એમાંના એક બે ભજનની હું કડી તમને સંભળાવી શકું માની લો કે હે ભજી લે ભગવાન સાચા સંતને મળી પૂરવ કેરા પાપ તારા તો જાશે બળી ભજી લે ભગવાન સાચા સંતને મળી એવી રીતે બીજું એ વાલા રુમઝુમ કરતાં કાન મારે ઘેરે આવો રે મારા પૂરા કરવા કોળ હસીને બોલાવો રે એવી રીતે મારી પાસે એક ભજનની આખી બુક છે અને ઘણાબધા ભજનો મને કંઠસ્થ છે અને હું ભજનમાં ખૂબ રુચિ રાખું છું અને મને ભજનો ગાવાના ખૂબ ગમે છે અને ભજન ગાવાથી મને પોતાને ખૂબ શાંતિ થાય અને મને મજા આવે અને આખરે સરવાળે ભજન જ કરું જરૂરી છે એટલા માટે મને ભજન ગમે છે એવી રીતે હજુ બી મારી પાસે બીજા ભજનો છે તો એના માટે હજુ ટાઈમ મલે તો હું સંભળાવીશ